હલો એવી ટેક ઓનલાઈન સ્ટોર ગ્રાહક સપોર્ટ હું ક્ષિતિજ પંડ્યા બોલું છું સુરતથી અને મેં તમારી પાસેથી સોનીનો કેમેરા ખરીદ્યો છે એમ મારો હેન્ડી નાનો કેમેરા છે પણ એમાં થર્ટી ટુ એક્સ ઓપ્ટિકલ ઝૂમીંગ છે અને ફીચર્સ ઘણા સારા છે એમાં સીસીડી પણ બહુ સારી વાપરેલી છે અને હાઈ પીક્સલ કેમેરા છે તો મારે જસ્ટ એ જાણવું હતું એના બાકી ટેક્નિકલ ફીચર્સ બહુ જ સારા છે પણ મેં જ્યારે પણ બોક્સ ઓપન કર્યું ત્યારે એની અંદર મને કોઈ ગેરંટી વૉરંટી કાર્ડ મળ્યું નથી તો વૉરંટી કવરેજ કેટલું છે અને એ મારા પરચેસમાંજ ઇન્કલુડેડ છે કે મારે વૉરંટી માટે બીજા ચાર્જિસ આપવાના છે એ મને કંઈ સમજાયું નહીં અંદર તો મહેરબાની કરીને તમે એ કહી શકશો કૃપયા એ કહી શકશો કે વૉરંટી કવરેજની આ જ પ્રોડક્ટ માટે શું સગવડ કરેલી છે તમે લોકોએ જો એ મને જાણવા મળે તો આ કેમેરો મારા માટે બેસ્ટ છે બાકી બધા જ લોકોને ખૂબ ગમ્યો છે અમે એનો એક ટ્રાયલ પણ લીધો છે અને એના રિઝલ્ટસ પણ અમને ખૂબ સારા લાગ્યા છે કલર્સ અને ડિફરન્શીએસન્સ અને નાઈટ મોડ અને બધા જ ફીચર્સ એના બહુ જ સારા લાગ્યા છે એટલે મને સૌથી વધારે રસ હવે એમાં છે કે તમે મને વૉરંટીનું કવરેજ કેટલું છે એ અને આમાં સામેલ જ છે કે નહીં આ જ કિંમતમાં એ જાણવું મારા માટે ખૂબ અગત્યનું છે તો મહેરબાની કરીને તમે મને જલ્દીથી વૉરંટી કવરેજ વિશે જણાવો કારણ કે વૉરંટી કવરેજ વિશે તમે જણાવશો તો બીજા મારી સાથેના બીજા બે ત્રણ જણ છે એ લોકો આ જ આ જ કેમેરો ફરીથી પોતાના માટે ખરીદવા માંગે છે તો એ તમને બીજો ઓર્ડર મળી શકે એમ છે તો હું તમને કહું છું કે તમે જેટલા જલ્દી જણાવશો એમાં તમારું પોતાનો પણ ફાયદો રહેશે તો મને ઝડપથી જણાવો અને જો બની શકે તો અત્યારે તમારા જે ઓનલાઈન સપોટ માં જે પણ વ્યક્તિ હોય એ મને કોલ કરીને મારી સાથે વાત કરે